હલો અ પ્લમ્બર બોલે છે અ આ છે ને મારે આ જે બંગલો જે છે વિશાલા સર્કલ પાસે હમણાં નવો જ બંગલો મેં બનાવેલો અને મારે છે ને બે બાથરૂમ છે અને એક વોશ એરીયો છે તો મારે છે ત્યાં છે ને પ્લમબેરિંગ પ્લમ્બિંગનું કામ કરાવવાનું છે એટલે તમે કેવી રીતે કરો છો એટલે તમારી મજૂરીને એ બધા મટ જે સામાન જે કંઈ હોય છે એ મારે લઈને આપવાનું કે તમે પછી લઈને આપો છો કેવી રીતે કરો છો તમે ઓકે હં હં અચ્છા હા હા અચ્છા એવું છે તો તમે પછી ટાઈમ લઈને ઘરે આવો તો મને આવીને જોઈ લો તો તમને ખ્યાલ આવે કે આપણે કેટલું મટીરિયલ ને શું લેવાનું છે કેમ કે એમાં છે ને મારે છે ને જોબનું છે ને છે હું નોકરી કરું છું એટલે મારી પાસે ટાઈમ એટલે કે તમે કહો ને ત્યારે મારે પછી રજા રાખવી પડે એટલે તમે ઘરે આવીને એકવાર જોઈ લો ને તો તમને ખ્યાલ પણ આવી જશે મને પણ આમ અંદાજો મળી જાયને કેટલાનું કેવી રીતે કરવાનું છે ચાર્જ કેટલો છે તમારે એ આપણે ડિસ્ક્સ કરી લઈએ ઘરે આવે ને એટલે

હં હં હા હા હા હા તો તમારું કામ તો મેં જોયેલું છે અમારા પાડોશમાં જ છે એણે મને તમારો નંબર આપેલો છે અ એણે કીધું છે કે કામ તો ભાઈનું સારું છે તો છતાં તમે વાત કરી લો હા હા

ઓકે ઓકે ઠીક છે તો પછી મને હું હા તો તમે ટાઈમ લઈને પછી મને કહો પણ તો પ પછી આપણે નક્કી કરી લઈએ કઈ રીતે છે હં હા હા ભલે ચાલો હા મૂકું હોં હા હા